તમારા સ્થળે પ્રવાસન અને ઇસ્થળ વિકાસ માટે સરકાર અને ગ્રામ પંચાયતે નવાં નવાં રોડ બનાવવા જોઇએ બરાબર છે ગામનો દરેક રીતે વિકાસ કરવો જોઇએ એક બાળકોને રમવા માટે એક મેદાન બનાવવું જોઇએ જેથી દરરોજ બાળકો એમાં એમાં રમત ગમતનો આનંદ લઇ શકે અને અમૂક અ બાળકો જે છે એ આગળ સુધી રમવા પણ જઇ શકે એટલાં માટે એમણે મેદાન પણ બનાવવું જોઇએ એના સિવાય ઇસ્કૂલોનો વિકાસ કરવો જોઇએ જેથી સારામાં સારું ભણતર બાળકોને મળી રહે અને ગ્રામ પંચાયતે દરેક વસ્તુનું ધ્યાન રાખવું જોઇએ કે ગામના અંદર કેટલા લોકો ગરીબી રેખાની નીચે છે અને ગરીબી રેખાની ન નીચે જેટલા પણ લોકો છે એ લોકોને પૂરતું અનાજ મળી રહે બે ટ ટાઇમનું ખાવાનું જે છે એ એમને મળી રહે એના માટે પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઇએ અને ગ્રામ પંચાયતના સરપંચે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે ગામમાં કોઇપણ બાળક એ ભૂખ્યું ના રહે અને જ્યાં આંગણવાડી છે આંગણવાડીની અંદર પર બાળકોને પૂરતું બે ટંકનું ભોજન મળી રહે અને સારા શિક્ષકો મળી રહે તેની પણ તકેદારી ગ્રામ પંચાયત અને એ લોકોએ રાખવી જોઇએ કેમ કે એવું કહેવામાં આવે છે કે જો બાળપણથી જ એને સારી કેળવણી મળે તો આગળ જઇને સારો એક સમાજ બનાવી શકે છે